હેલ્લો હા તમા બોલો શું થાય છે તમારે શું પ્રોબ્લેમ છે તમારા ફાધરને પ્રોબ્લમ શું છે મને એમ કહી શકશો પહેલાં કયારેય તમારા ફાધરે મોતિયા કરાવ્યા છે તમારા પપ્પાને આંખોમાં નંબર છે ચશ્માં છે તમારા પપ્પાને કોઈ બી પી યા ડાયાબીટીસ જેવી બીમારી છે હા હા તમારે પપ્પાને કોઈ બીમારી અત્યારે હાલમાં કોઈ મેડીસિન લેતા હોય હા તો તમે કાલે બપોરે દવાખાને આવી જાવ કાલે બપોરે થઇ જશે અપોયમેન્ટ તમારે પહેલાં અમે ચેકઅપ કરીશું જો એક જ આંખમાં મો મોતિયા હશે તો તેની પાંચ હજાર ફીસ છે અને જો બંને આંખમાં હશે ઓ તેનાં માટે એઈટ થાઉઝન્ડ ફીસ થશે ના ના એક જ દિવસનું કામ છે એક દિવસ તમને રેસ્ટ કરાવશે અને બીજા દિવસે તો તમને રજા મળી જશે બપોરે અઢી વાગે આવશો તમે બપોરે અઢી વાગે થઇ જશે હા ઓપરેશન તો એ જ દિવસે થાય જો એક દિવસ તો તમને ત્યાં આરામ આપશે રેસ્ટ પછી તમને હા હોસ્પિટલમાં તમને બધી સુવિધા મળે પેશન્ટ સાથે એક વ્ય એક પર્સન જોઇશે તેના ખાવાપીવાનું હૉસ્પિટલમાં આપવામાં આવશે તેનું ડ્રેસ બી ત્યાં આપવામાં આવશે